હલો હા હેતવી ટ્રાવેલ્સમાંથી બોલો છો હા મહેશભાઈ હું એમ ક્યુ શેખ બોલું છું હું એક્ચુલ્લી તમારો હેતવી ટ્રાવેલ્સનો રેગ્યુલર કસ્ટમર છું રેગ્યુલર ગ્રાહક છું નિયમિત ગ્રાહક છું અને ઘણી વખતે મેં તમારે ત્યાંથી ટેક્સી કરી છે યાત્રા કરવા માટે બિઝનેસ પરપઝથી વ્યાપારિક પરપઝથી અથવા તો પર્સનલ યુઝ માટે અને હવે એક્ચુઅલ્લી મારે બે દિવસ પછી મારા ફેમિલી સાથે મારા પરિવાર સાથે મારે ગાંધીનગર જવું છે તો હું રેગ્યુલર તમારો ગ્રાહક છું તો મને એમાં કોઈ ડીસકાઉન્ટ કે એવું મળી શકે ખરું કેમ ના મળે મહેશભાઈ આતો હું છેલ્લા પાંચ વરસથી તમારા ત્યાંની સેવાઓનો ઉપયોગ કરું છું અને આજ સુધી મેં કોઈ દિવસ તમારી જોડે ડીસ્કાઉન્ટ કે એ બધાની વાત કરી નથી તો આ વખતે જરા મને કરી આપોને અને આના સિવાય બીજી મારી પાસે ડીસ્કાઉન્ટ માટેનો પ્રોમોકોડ પણ છે તો એ પ્રોમોકોડ ચાલસે તમારે ત્યાં ડીસ્કાઉન્ટ માટે અચ્છા પ્રોમોકોડ ચાલી જશે ઓકે તો હું એક કામ કરુ છું કે આ પ્રોમોકોડ પ્રમાણે પર ટેક્સી તમે બૂક કરી દો અને એમાં જે ડીસ્કાઉન્ટ થતું હોય એ ડીસ્કાઉન્ટ તમે મને આપી દે જો ઓકે થેન્ક યુ